ખેતી કરવી હોય વાવણી કરવી હોય તો એ યોગ્ય સમયે થાય તોજ લાભકારક બને છે ખોટા સમયે કરેલી ખેતી કે વાવણી કોઈપણ પ્રકારની ઉપજ આપી શકતી નથી વાવણી કરવા માટે વર્ષ દરિમયાન દરેક સમય યોગ્ય હોય છે બસ એ સમયને અનુકૂળ વાવણી કરવી જરૂરી છે જેમ કે ગુજરાતની વાત કરીએ અને ખાસ મહેસાણા વિસ્તારની એટલે કે અમારા વિસ્તારની વાત કરીએ તો શિયાળાની શરૂઆતમાં જ રાયડાનું વાવેતર થાય છે એરંડા અને મકાઈનું વાવેતર થાય છે ઉનાળામાં બાજરી ઘઉં અને શાકભાજીનું વાવેતર થાય તોજ સારી ઉપજ મળી શકે છે ચોમાસાની ઋતુમાં તલની ખેતી થતી હોય છે વરસાદ સામાન્ય હોય તો કપાસની પણ ખેતી થતી હોય છે કોઈપણ પ્રકારના પાકની વાવણી માટે વાતાવરણની અને પાણી વરસાદની જરૂરીયાતને ધ્યાને લઈને વાવણીનું આયોજન કરવામાં આવતું હોય છે